લગ્નમાં નવવધૂને વિવિધ પ્રકારની ભેટ સોગાદો આપે છે જેમકે જ્વેલરી જેમાં બંગડીઓ રિંગ્સ નેકલેસ ઇયરિંગ્સ વગેરે પછી વસ્ત્રોમાં જોઈએ તો સાડી ડિઝાઇનર કપડાં પછી કિચનને લગતી ગિફ્ટ્સ ઇલેક્ટ્રોનિક્સ ફર્નિચર અને પર્સનલમાં જોઈએ તો ફેમેલી ફોટો કસ્ટમાઈઝ કોઈ આઈટમ વગેરે ભેટ સોગાદો આપે છે અને દહેજમાં જોઈએ તો દહેજ પ્રથા એ ગેરકાયદેસર છે તે આપવી અને લેવી એ બંને ગુનો ગણાય છે ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારે દહેજ વિરોધી કાયદાઓ બનાવ્યા છે દહેજ વિષે કાયદાકીય નિષેધ છે જેમકે દહેજ પ્રતિબંધ કાયદો ઓગણીસો એકસઠ